હું રમત ગમતમાં કોચ અને પ્રશિક્ષકની ભૂમિકાનું ખૂબ જ સારી રીતના નિર્વહન કરી શકું છું જેમકે ધારો કે હું રનિંગમાં કોચ હોઈ શકે તો હું ખીલાડીઓને કોચ તરીકે ખૂબ જ સારી રીતના મદદ કરીશ જેમકે જ્યારે તેઓ દોડવાની શરૂઆત કરે અથવા જ્યારે તેઓ દોડની અંતે થાકી જાય હતાશ થઈ જાયને હારી જાય તે સમયે હું એમને સાઈકોલોજીકલ તરીકે ખૂબ જ રીતના ખૂબ જ સારી રીતના હું એમને ટ્રેન કરીને અને મોટીવેટ કરીને તેમને હું ફરીથી દોડમાં લાવવાનો પ્રયાસ કરી શકુ જેમ કે ધારોકે કોઈ એક વિદ્યાર્થી છે જે દોડવા ઈચ્છે છે અને ખૂબ જ સ્પીડ અને ખૂબ જ આમ ફાસ્ટ રીતના દોડવા ઈચ્છે છે તો હું તેને એક કોચ તરીકે સલાહ આપીશ કે તે ખૂબ જ મહેનત કરે અને પોતાની પૂરે પૂરી સો ટકા સંપૂર્ણ રીતના તે પોતાનું આપી શકે દોડની અંદર જેમકે તેને હું કહીશ કે સવારે વહેલા ઊઠીને તે ખૂબ જ રીતના આમ સારી રીતના આમ ફિટનેસ કરીને કસરત કરીને સ્ટ્રેચિંગ બેચિંગ કરીને તે દોડે અને પછી ધીરે એનું શ્વાસ લે છોડે એવી રીતના તે દોળીન કરે પછી જેમકે તેનું શરીર પાતળું હોવું જોઈએ અને ખૂબ સારી રીતના આમ દોડી શકે જેમકે કોઈ પગમાં મોચ ના આવી જાય તે ધ્યાન રાખે તેમજ અન્ય રીતના હું એની સાઈકોલોજીકલ રીતે